આજકાલ ઘણા બધા પરિવારોમાં માંદગી અને બીમારીઓ જોવા મળે છે જો પરિવારમાં કોઈ બીમાર હોય તો સૌથી પહેલા તો આપણે એને ખીચડી જ ખવડાવવાનું પ્રિફર કરીએ અને સૌથી હલકામાં હલકો ખોરાક એને જ આપણે ગણીએ છીએ અને ત્યાંથી ચાલ્યા મગ મગનું પાણી કે જે બહુ જ બીમાર હોય અને એને જલદી સાજો કરવો હોય તો મગનું પાણી પછી રાબ ચોખાની રાબ છે ઓટ્સ ખવડાવીએ એમ આવા હલકા ફુલકા ખોરાકનું દર્દીને સેવન કરાવીએ જેથી એને પેટમાં પણ રાહત થાય એને શરીરનો આધાર રેય અને એ જલદી સાજો થાય તો બીજું છે ને પુડલા મેથીની ભાજીના પુડલા તાવ આવ્યો હોય તો મોઢું ખરાબ થઈ જાય તો મેથીની ભાજીના પુડલા ખવડાવાય તો એનાથી મેં થોડું મોડું સારું થાય પછી તમે એપલ સફરજન કાપીને આપો થોડાં ફ્રૂટ્સમાં સફરજન એટલે સફરજન બીમારીમાં જો ખવડાવ્યું હોય તો એને બીમારીનો રાજા કહેવાય કે બીમારીમાં સફરજન તો મસ્ટ ખાવું જ જોઈએ બધાએ જેથી કરીને ઈમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય અને પેટમાં આધાર પણ રહે પછી બીમારીમાં તમે પરવર પણ ખવડાવી શકો પરવળનો સૂપ પીવડાવી શકો મિક્સ વેજીટેબલનો સૂપ પીવડાવી શકો થોડું લીંબુ છે મીઠું મરીનો ભુકો જરા જરા નાખીને આવી રીતના બિમારીમાં જો માંદા માણસને વેજીટેબલ સૂપ છે પરવરનો સૂપ છે એવું પીવડાવો તો પણ બીમાર માણસ જલ્દી સાજો થવા લાગે છે અને થોડું એનું મોઢું પણ સુધરે છે હલકી ફુલકી નાની ભાખરી બનાવીને તે આપી શકાય છે જેથી એને પેટમાં આધાર રે કારણ કે દવા લેવ લેવ લેવાના હોય એટલે ખાવું તો પડે જ વ્યવસ્થિત પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ તો ખીચડી જ હોય છે તે ખીચડી થોડુ ઘી નાંખીને બનાવીએ મગની દાળની તો એ સૌથી સ્ટ્રોંગ ખોરાક બીમારીમાં કેવાય કે ભઈ માણસ બીમાર પડ્યો છે કે અને તાવ આવ્યો છે કે અને ઝાડા થઈ ગ્યા છે કે એને કઈ પણ આવું ઝીણું મોટું કંઈક ઝીણો તાવ હોય કે કઈ પણ હોય તો એમાં એ આરામથી કોઈપણ જાતનું વિચારવા વગર એણે ખીચડી ખવરાવી દો એટલે માણસને બહુ જ સારું લાગે કે ભઈ હવે મને સારું લાગે છે કે ભઈ દવા લેવું છું અને ખીચડી ખાધી છે અને સારામાં સારું એને રીઝલ્ટ મળી શકે કે ભઈ હું હવે જલ્દી સારો થઈ જઈશ એમ